મેં તાજેતરમાં હેર સેમ્પયુ ખરીદ્યું છે અને તેને ખરીદવાનો અફસોસ છે કારણ કે તે મારા વાળનાં સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થયું છે મારા વાળની કુદરતી મુલાયમતા અને રેશમી હોવા છતાં આ ઉત્પાદન માત્ર ચીકાશમાં વધારો કરે છે જેનાથી મારા વાળ ચીકણાં અને ભારે લાગે છે તદ્ઉપરાંત તે મારા વાળના ફોલિકલ્સને નબળા પાડ્યા છે જેને કારણે મારા વાળની એકંદર શક્તિ અને જીવનશક્તિ વિશે ચિંતા થાય છે સૌથી નિરાશાજનક પાસાઓ પૈકી એક તેની નબળી સફાઈ ક્ષમતા છે સારી રીતે ધોયા પછી પણ મારી ખોપરી ઉપરની ચામડી સંપૂર્ણપણે સ્વચ્છ લાગતી નથી જે અસ્વચ્છ અને અસ્વસ્થ બંને છે તેને કોગળા કરવામાં મુશ્કેલી માત્ર અસંતોષમાં વધારો કરે છે દરેક સ્નાનને તાજગીભર્યા અનુભવને બદલે કંટાજ કંટાળાજનક કામ બના બત બનાવે છે